લાંબી બાઈક યાત્રામાં જવા માટે સૌથી પહેલાં મારાં કપડાં અને મારો મોબાઇલ અને જરૂરી વસ્તુઓ બધી જ હું સાથે લઇ લઈશ અને સવારી પર બાઈક ઉપર લાંબી સવારી છે તો એના માટે ધૂપ તડકાથી અને વરસાદથી બચવા માટે આમ વોન્સ પછી ગ્લોવ્સ